અમારા શહેરમાં ફરવાલાયક સ્થળોમાં એક ડુમ્મસનો દરિયા કિનારો છે ત્યાં એકદમ સુંદર રેતી અને શુદ્ધ પાણી છે કે જ્યાં આપણને ફરવું ગમે એવું સ્થળ છે ત્યાં એટલે ત્યાં લોકો વધારે ફરવા જતા હોય છે બીજું પ્રાણી સંગ્રહાલય છે બાળકોને અલગ અલગ પ્રાણીઓ જોવાં ગમે અલગ અલગ પક્ષીઓ જોવાં ગમે ઘણા બધા પ્રાણીઓ એવા છે કે આપણા એશિયામાં નથી હોતા પ્રાણીઓ અને પક્ષીઓ એ બધાની જાતો અહીંયાં પ્રાણી સંગ્રહાલયમાં રાખેલી છે કે જેમને આપણે આપણાં બાળકો સાથે પરિચિત કરાવી શકીએ એટલે બાળકોને ત્યાં લઈને જઈએ છીએ બીજું ઘણા સ્વામિનારાયણ મંદિરે પણ જતા હોય છે કોઈને આર્કિટેક્ચર મતલબમાં જે જૂના પુરાણા મંદિરોને એ બાબતે નકશીકામને એમાં વધારે રસ હોય તો એ ત્યાં સ્વામિનારાયણ મંદિર છે બીજું એક કર્મનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જતા હોય છે અને હિસ્ટોરીકલ પલ પ્લેસ મતલબ કે જૂની પુરાની ઇતિહાસિક ઇમારતોમાં જેમને રસ હોય જોવાનો ફરવાનો તો એમના માટે સુરતનો કિલ્લો છે કે સુરતના કિલ્લામાં જ્યારે અંગ્રેજો પહેલી વખત સુરત આવ્યા અને એમણે ઈસ્ટ ઇંડિયા કંપનીની સ્થાપના કરી તો ઈસ્ટ ઇંડિયા કંપનીની સ્થાપના જ્યાંથી થઈ હતી એ સુરતનો કિલ્લો પણ અત્યારે સુરતમાં હયાત છે એટલે ત્યાં પણ લોકો ફરવા જ જાય છે